મારા ભાઈ કોલેજ ડિગ્રી પ્રાપ્ત કરેલી છે જે એમ બી એ કરેલી છે તેમણે ઘણું બધું જીવનમાં સારું કર્યું છે તેમણે અમારા પણ જીવનમાં સારું એવું પરિવર્તન લાવ્યું છે મા એમના બાળકો તો આગળ વધ્યા જ ખરા પણ એની સાથે સાથે અમારા બાળકો પણ આગળ વધી અને ભણવામાં પ્રેરિત થયા છે